હાં તમે સહયોગ રેસ્ટરન્ટમાંથી વાત કરો હાં એકચ્યુલી મારે મેઇન સ્ટ્રીમ સાથે વાત કરવી હતી અચ્છા ઓકે હવે આજે સાંજે અમે જમવાનું પ્લાન કરીએ છીએ ફેમિલી સાથે અને મારા ફ્રેડન્સ બી આવે છે તો એમાં એકચ્યુલી મેં ઓનલાઇન તપાસ કરી પણ આ પ્રોપર કોઈ મેનૂમાં એટલે કઈ કઈ આયટમસ છે એમાં શું શું ઈંગરિડિયન્સ વપરાશે એ પ્રોપર એમાં સ્પેસિફાય નથી કર્યું હા એટલે કોન્ટિનેંટલ મળે છે આપણા ત્યાં અચ્છા ઓકે તો એમાં છે ને એચયુલી કન્સર્ન એક જ છે કે મારા પપ્પા છે ને એમને લેકટોસીસઓર્ડન છે એટલે એમને દૂધની કોઈ વસ્તુ નહીં ખાઈ શકે અને પ્લસ સ્વામિનારાયણ છે તો એમને ડુંગળી લસણને એ પણ એ નથી ખાતા હા હા

ઓકે હવે મારા મમ્મીને બી છે ને એકચ્યુલી એમને બી ડાયાબિટિશ છે એટલે સ્વીટમાં કઈ કઈ વસ્તુઓ હોય છે તમારી પાસે

હં હં બરોબર બરોબર પણ એને સુગર ફ્રી બનાવી શકો કે એટલે મળે તમારે ત્યાં સુગર ફ્રી

અચ્છા અચ્છા એટલે અમે લગભગ વીસથી પચીસ જણા હશું અને પિજ્જા અને એવું કઈ હોય છે પિજ્જા પાસ્તા ફ્રેંચ ફ્રાઈસ ને એ અચ્છા અચ્છા સાઉથ ઇંડિયન ઓપ્શન ખરો સાઉથ ઇંડિયન ખરો અચ્છા ઓકે આ હવે સ્ટાર્ટરમાં કદાચ જો એવું કોઈ હોય કે મારા ફાધર પણ ખાઈ શકે મારા મધર પણ ખાઈ શકે એવી કોઈ વસ્તુ હોય તો એ સ્ટાર્ટરમાં હરાભરા કબાબને એવું બધું તો હોય છે પણ એના સિવાય સ્પેશિયલ કોઈ બીજી કોઈ આયટમ હોય તો અચ્છા અચ્છા હાં સારું સારું એટલે ટૂંકમાં મળી જશે ને એટલે બધાને નાના છોકરાઓ છે

હં બરોબર બરોબર સારું સારું તો ચોક્કસથી સાંજે વિઝિટ કરીએ છીએ હોં ઓકે ઓકે થેન્ક યુ